હું જીવનમાં પર્યાવરણને બચાવવું જોઈએ એ ઝાડવાને શેવ ઝાડવાને બચાવવા જોઈએ વૃક્ષ બચાવવા જોઈએ એ પર અમે વધારે પાઠ ભણ્યાં છીએ અને શીખ્યાં પણ છે અને એની મારા પર અસર એ થઈ છે કે ક્યાંય પણ કોઈ વૃક્ષ કાપતું હોય કે કોઈ વૃક્ષના પાંદડા તોડતું હોય તો એને રોકવા જોઈએ અને એ બધું રોકવું જોઈએ અને અવશ્ય વૃક્ષ તો બચાવવા જ જોઈએ